હલો

હા ભૈલા મોબાઇલની દુકાન છે પંદર વીસ હજારની રેંજમાં અત્યારે સારા સારા નવા નવા મોબાઈલ આવ્યા છે મળી જશે ને કઈ કંપનીનો જોઈએ તમારે વિવો કંપનીમાં અત્યારે સારા સારા મોડલ નીકળ્યા છે કેમેરા સારા ફાસ્ટ ચાર્જીંગ સારી સ્ટોરેજ સારું રહેશે હા એના કેમેરા પણ સારા છે તમારા જી બી પણ સારી સ્ટોરેજ બી સારું આવે છે ફોટા પાડવાના બી ક્મ્પ્લેટ હા તમારે એ પંદરથી વીસ હજારમાં પડી જશે હા તે હા એ કંડિશન બહુ સારી કાઢી છે ને અત્યારે નવા મોબાઈલમાં હા તમારે કેશમાં લેવાનો છે કે બજાજ પર લેવો છે હા એ હા સાચી વાત છે હા તો તમારે કેશમાં લેવો છે કે પછી બજાજ કાર્ડ પર લેવો છે હતો તમે અમારી સોપ પર આવજો આવી જાઓ લક્ષ્મીમાં લક્ષ્મી સોપિંગ માર્કેટમાં જ ત્યાં આવીને મને ફોન કરો તો શોરૂમ પર આવી જાઓ ઓ હા હા અવેલેબલ છે ને હા ઓકે હા